હેવમોર આઇસ્ક્રીમ દુકાનમાંથી બોલી રહ્યા છો હા ઉદય જોશી અમદાવાદથી વાત કરું હા અમારા જન્મદિવસનો કાર્યક્રમ હતો તો તેના માટે આઇસ્ક્રીમ જોઈતો હતો તમારે આઇસ્ક્રીમ કયા કયા ફ્લેવરના મળે છે અમેરિકન અમેરિકન નટ્સ છે એક અને કસાટા અને મેંગો હા હા ત્રણે ત્રણના છેને પચાસ પચાસ નંગ જોઈએ છે અને અને કેક રિક્વાયરમેંટ છે કેક મળશે તમારે ત્યાંથી હા કેક કયા કયા છે તમારે હા બરોબર એટલે ને કેક બટર સ્કોચના મલી શકશે અને એમા કેકમાં ફોટો જોઈએ ને આપણો ફોટો એ ફોટો પડેલો કેક જોઈએ છે અને કેટલાં કેટલાં કિલોનો હોય છે કેક અમારે અમારે એક કિલો કેક જોઈએ છે ફોટાવાળો ઓકે અને ત્યાં પેમેન્ટ છેને કરવામાં તો ઓનલાઇન ચાલશે કે પછી ત્યાં આવી જાય ઓર્ડર પછી પેમેન્ટ કરું ચાલશે ઓનલાઇન પેમેન્ટ ચાલશેને બરોબર હા એટલે છેને એકવાર ઓર્ડર તમે લખી દીધો છેને એ ઓર્ડરમાં કાંઈ બીજું કાંઈ જોઈતું નથી પણ આટલું ઓર્ડર જ જોઈએ છે હં અને કેક હં હુ સાંજેકના કદાચ સાત વાગ્યા આસપાસ આવી જઈશ ત્યાં આ તમારે ત્યાં છે ને તમે જે કહો છો એમાં ઓકે ને અમારી ત્યાં ઇન્ફોર્મેશન એમાં ફીલ અપ કરી નાખીશ અને કેક સેટ તો ખૂબ સારો અને ક્વોલિટી વાળો આપજો કેમકે જન્મદિવસ હા અને કેક નોન વેજ ના હોય એ થોડુંક ધ્યાન રાખજો કેમ કે વેજ જ જોઈશે એટલે હા અને આઇસ્ક્રીમ થોડુંક ફ્રેશ આપજો બરોબર હા ભલે કાઈ નહીં ઓકે હા ઓકે થેન્કયૂ